હા મને પુસ્તકો વાંચવા અને એકત્ર કરી સંગ્રહ કરવાનો ખૂબ શોખ છે અમારે ત્યાં અલગ અલગ પ્રકારની ઘણી બધી પુસ્તકોની દુકાન છે તેમાં રાજેશ સ્ટોર નામની દુકાન છે એ દુકાનમાં જૂના અને નવાં બંને પ્રકારનાં પુસ્તકો મળે છે જેથી હું વારંવાર નવાં તેમજ સસ્તાં જૂનાં પુસ્તકો એ સ્ટોરમાંથી લઉં છું વાંચુ છું અને મારાં ઘરે એક નાનકડી એવી મેં લાયબ્રેરી પણ બનાવેલી છે